ગુજરાતમાં સર્વપ્રથમ મનોરંજન માટે કોઈ મુખ્ય એવા સાધનો નહોતા ધીમે ધીમે ટેકનોલોજીનો વિકાસ થયો અને રેડિયોથી મનોરંજનના સાધનોની શરૂઆત થઈ જેમકે સર્વપ્રથમ તો ગુજરાતમાં અમુક જગ્યાએ જ રેડિયો જોવા મળતા જેના દ્વારા માહિતીનું આદાનપ્રદાન થતું સરકાર અને લોકો વચ્ચે તો એ રીતે એન્ટરટેનમેન્ટ થતું ત્યારે ક્રિકેટ મેચના લાઈવ સ્કોર બધા રેડિયો ઉપર આવતા એવી રીતે બધાય એક જગ્યાએ ભેગા થઈને ક્રિકેટ સાંભળતા અથવા તો કોઈ કથાઓ કે સોંગ હોય એ રેડિયો પર આવતા અને એ બધા સોંગ રેડિયો ઉપર આવતા અને લોકોનું એવી રીતે મનોરંજન થતું ત્યારબાદ ધીમે ધીમે વિકાસ થયો અને બધા પાસે રેડિયો આવવા મંડ્યો અને હોટલોમાંને અન અન્ય બીજી ત્રીજી જગ્યાએ રેડિયોનો ઉપયોગ થતો તો ત્યાં બધે રેડિયો આવી ગ્યાને ત્યાં લોકો જવા મંડ્યાને ગીત સાંભળેને સારી મજા આવેને એ રીતે મનોરંજન થવા મંડયું અને ત્યારબાદ ધીમે ધીમે ટેલિવિઝન આવ્યા ટેલિવિઝન પણ એવું હતું કે અમુક જગ્યાએ જ પેલા શરૂઆતમાં આવ્યા તા જે શાહુકારો લોકો હતા જે શેઠ હતા અમુક ગામડાઓમાં અમુક શહેરોમાં તેમની પાસે ટીવી આવતા તો લોકો તેમની ઘરે એકઠા થઈને જોવા જાતા અને મહાભારત રામાયણ જેવી સિરિયલો તેમાં શરૂઆતમાં ટેલિવિઝન ઉપર આવતી તો લોકો ભેગા થઈ અને બધા જોવા જતાં એક જગ્યાએ ત્યારબાદ એ ટેલિવિઝનમાં પણ ધીમે ધીમે વિકાસ થયોને લોકો પછી લોકોના બધા પાસે ટીવી આવી ગયાં ઘરે ઘરે તો લોકો મુખ્યત્વે એક જગ્યાએ ભેગા બંધ થયા ભેગા થતા બંધ થયા અને ઘરમાં જ રહીને ટીવી જોવાનું પોત પોતાના મનપસંદ શો જોવાનું પસંદ કરતા એવી રીતે લોકો મનોરંજન માણતા અને ત્યારબાદ ધીમે ધીમે આવિષ્કાર થતાં મોબાઈલ આવી ગયો જેમાં આપણે અત્યારે જોઈએ તો સોશિયલ મીડિયાએ સૌથી મોટું પ્લેટફોર્મ છે મનોરંજન માટેનું જેમાં અલગ અલગ પ્રકારની માહિતી વિષયને વિગતવાર માહિતી એવા વિડીઓથી માંડીને ડિટેલમાં માહિતી છે આપણે જે જોતી હોય તે અત્યારે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે મોબાઈલ આવ્યા બાદ ઈન્ટરનેટનો આવિષ્કાર થયો જેમાં આપણે માહિતી સરળતાથી અને બધી જ માહિતી મેળવી શકીએ છીએ આપણા ઘરે બેઠા જ આપણે જે જગ્યાએ હોય જ્યાં ઈન્ટરનેટની કનેક્ટિવિટી મળતી હોય ત્યાં આપણે બેસીને માહિતી મેળવી શકીએ છીએ અને ત્યારબાદ મનોરંજનના મુખ્ય કેન્દ્રોમાં અત્યારે મોબાઈલ પછી જો કોઈ હોય હોય તો છે એ મોલ છે પછી મોલ છે પછી રેસ્ટોરેન્ટ છે અને સિનેમા હોલ છે ત્યાં લોકો બધા મૂવીઝ જોવા જાય છે શોપિંગ કરવા જાય છે તે મનોરંજનના મુખ્ય સાધનો છે અત્યારે તો હાલની દૃષ્ટિએ જોવા જાઈએ તો મોબાઈલ જ આપણું એક મુખ્ય સાધન છે મનોરંજન માટેનુ જેમાં અત્યારે ઇન્સ્ટાગ્રામ રિલ્સ ખૂબ પ્રચલિત છે અને યુટ્યુબ શોર્ટ્સ યુટ્યુબ શોર્ટ્સમાં પણ પૂરતી માહિતી મળી રહે છેને આપણે એમાં તેમાં સમય પસાર કરીને ઘણુંબધું માહિતી ગેઇન કરી શકીએ છીએ માહિતીનો આપણો વિકાસ કરીએ છીએ આપણી ફિલ્ડને લગતી માહિતી વધારેમાં વધારે મેળવી શકીએ છીએ અને આ એક મુખ્યત્વે સાધન પણ બની ગયું સે યુટ્યુબ પણ એક માહિતીનું એક મેળવવાનું એક મુખ્ય સ્રોત મનોરંજનનો એક મુખ્ય સ્રોત થઈ ગયું છે ધીમે ધીમે ટેલિવિઝન અને મૂવીઝ એટલે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ મોબાઈલ પર શિફ્ટ થઈ રહી છે અને એ આપણે જોઈએ કે નેટફલિક્સ છે એમઝોન પ્રાઇમ છે વગેરે વગેરે જેવા પ્લેટ ઓટીટી પ્લેટફોર્મ છે તેના દ્વારા લોકો મનોરંજન મેળવે છે અને હવે ધીમે ધીમે એવો પણ યુગ આવે છે કે હવે લોકો લોકો મૂવીઝ પણ હવે થિએટરમાં જવાનું પસંદ નથી કરતાં અને ઘરે બેઠા બેઠા જ મોબાઈલમાં મૂવી જોઈ લે છે તો એક મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે મોબાઈલ છે એ એક મનોરંજનની મુખ્ય કેન્દ્ર છે ઓકે થેન્ક યુ